અમે નાનપણમાં જ્યારે બાળકો હતાં ત્યારે અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નહોતી એ ટાઈમે મારાં મમ્મીએ જ્યારે એક જ ડીશ હતી અને બે અમે ત્રણ ભાઈબેન હતાં જમવાની ઘણી તકલીફ પડતી હતી એ ટાઈમે મારી મમ્મીએ પેપરમાંથી એક ડીશ બનાવી અને ઓછું વસ્તુઓમાંથી અને ખૂબ જ તદ્દન સહરળતાથી ડીશ બનાવી હતી અને અમને ત્રણેય ભાઈબહેનોને જુદી જુદી ડીશો આપીને જમવા માટે બેસાડતી હતી આના ઉપરથી અમને પ્રેરણા મળી કે કેવી રીતના તદ્દન ઓછી વસ્તુઓમાંથી ડીશ બનાવી શકાય છે જ્યારે મારા લગ્ન થયા ત્યારબાદ હું ય જ્યારે સાસરીમાં ગઈ હતી ત્યારે એક વખત એક પ્રોગ્રામ હતો એ ટાઈમે લગ લગ્નનો જેવો જ પ્રોગ્રામ હતો આ સમયે ઘણા બધા મહેમાન ઘરમાં આવી ગયા હતા અને તાત્કાલીકમાં ડીશો ખૂટી ગઈ હતી અને ડીશમાં જમાડવું તો કેવી રીતના જમાડવું એ ટાઈમે મને મારી મમ્મીની નાનપણની જે પ્રેરણા હતી એ યાદ હતી અને મેં એ પ્રમાણે જ ડીશ બનાવી અને ડીશ બનાવી ફટાફટ અમે ડીશ બનાવવા લાગ્યાં અને એ ડીશ બનાવી અને જ્યારે જમણવારમાં બેસાડ્યા લોકોને ત્યારે લોકોએ શાંતિથી અને ખૂટ્યા વગર ડીશો જમી લીધું ત્યારે આ પ્રેરણા મને ખૂબ જ કામમાં આવી અને જેના કારણથી બચપણની જે યાદો છે અને જે વસ્તુઓ છે અને એનું કેવી રીતના ઉપયોગ કરવો કમ વસ્તુઓમાં કમ ચીજમાં ડીશ બનાવી અને લોકોનું પણ સારી રીતના જમાડવું અને કેવી રીતના મળી એ પ્રેરણા મને નાનપણથી જ મળી ગઈ હતી